ભારતમાં શિક્ષણ વ્યવસ્થા અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ ખરાબ છે કેમ કે શિક્ષણમાં વધારે પડતું ધ્યાન આપવામાં નથી આવતું નથી અને શિક્ષણમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે જીવતું જાગતું ઉદાહરણ આપણા દેશમાં જોવા મળે છે અન્ય દેશમાં શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે કેમકે જે નાનાં બાળકો છે તે આપણા દેશનું ભવિષ્ય છે યુવાનો છે તે આપણા દેશનું ભવિષ્ય છે તો યુવાનોને તક આપવામાં આવતી નથી ભરતીઓ માટે જે ભરતી આપવામાં આવતી નથી યુવાનોને નોકરી આપવામાં આવતી નથી અને યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી જેનાથી આપણા દેશનો યુવાન અન્ય માર્ગ તરફ દોરી રહ્યો છે આવી રીતે આપડા દેશનું ભવિષ્ય નષ્ટ થઈ રહ્યું છે અને તેમાં શિક્ષણ એ વ્યક્તિનાં જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ હોય છે શિક્ષા એ ખૂબ જ જરૂરી છે આપણા દેશમાં શિક્ષા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું નથી ગામડાની સ્કૂલો હોય છે તો ત્યાં શિક્ષકો સ્કૂલે જાય છે પણ ભણાવતા હોતા નથી ખાલી હાજરીઓ પૂરીને આવતા આવી રહે પાછા ઘરે જતા રહે છે અને બાળકોને ખાલી સ્કૂલે બોલાવી અને રમતો રમાડવામાં આવે છે અને ભણાવવામાં આવતા નથી આવી રીતે શિક્ષા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું નથી ત્યાર પછી આપણે જોઈએ તો શિક્ષકો આવે છે પણ તે પોતાની જવાબદારી બજાવતા નથી તો આની ઉપર સરકારે કડક પગલાં લેવા જોઈએ શિક્ષકો સ્કૂલે જઈને બાળકોને ભણાવે તેનું તે તેનું ધ્યાન રાખવું જોઈએ આ ઉપર સરકારે પગલાં લેવા જોઈએ અને આવી રીતે શિક્ષાના અભાવના કારણે ઘણાં બાળકો શિક્ષાથી વંચિત રહી જતાં હોય છે તો દેશનાં બધાં જ બાળકોને શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવા કાયદા કાનૂન બનાવવા જોઈએ તેવાં પગલાઓ લેવાવા જોઈએ અને તેનાથી જ દેશ આગળ વધશે અને અન્ય દેશ કરતાં આપણા દેશનું શિક્ષણ જો વધારે સારું હશે તો જ દેશનો વિકાસ થશે અને તો જ અન્ય દેશ કરતાં આપણો દેશ આગળ આવશે અને શિક્ષાના અભાવનાં કારણે અન્ય દેશ કરતાં આપણો દેશ પાછળ રહી જાય છે આપણા દેશના યુવાનોનું જે જે યુવાનોનું જે પડેલી જ્ઞાન છે શિક્ષણ છે તે બહાર આવી શકતું નથી તો તેને યોગ્ય શિક્ષક અને માર્ગદર્શકની જરૂર હોય છે તો તેના માટે યોગ્ય શિક્ષકની જરૂર હોય છે તો તે ભારત સરકાર દ્વારા આપવામાં આવતું નથી તો યોગ્ય શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે તો આ માટે ભારત સરકારે પગલાઓ લેવાં જોઈએ કાનૂન ઘડવા જોઈએ અને તેનો અમલ થવો જરૂરી છે કાયદા કાનૂન તો બની જતાં હોય છે પણ તેના ઉપર અમલ થતો નથી તો તેનો કડકાઈથી અમલ થાય અને તેના માટે જો અમલ ન કરતાં હોય તો તેના માટે સજાની જોગવાઈ કરવી જોઈએ તો આવા બધાં પગલાં લેવાવા જોઈએ